ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દોડવીર મિલ્ખાસિંઘ કુશ્તીના ખેલાડી વીનેશ ફોગાટ ઇસ ઇસરોના પ્રસ્થાપક ડૉક્ટર વિક્રમ સારાભાઈ